ચિત્ર કામમાં સારી રીતે પ્રગતિ કરવા માટે નિયમિત અભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે દરરોજ થોડો સમય ચિત્ર કામ માટે કાઢવો જોઈએ જુદી જુદી ચિત્ર કામની શૈલીઓ અજમાવવી એ પણ ફાયદાકારક છે જેમકે વોટર કલર અને ડ્રોઈંગ પ્રખ્યાત કલાકારોના કાર્યને જોવા અને તેમના વિષે શિખવાથી પણ પ્રેરણા મળે છે કક્ષા અથવા તો કોઈ વર્ક શોપ છે એમાં પણ જોડાવું જોઈએ જેથી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નવી ટેકનિકો શીખવાની તક મળે છે અન્ય લોકો સાથે કક્ષા અથવા તો કોઈ વર્કશોપ છે એમાં પણ જોડાવું જોઈએ જેથી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નવી ટેકનિકો શીખવાની તક મળે છે અન્ય લોકો સાથે તમારા કામને શેર કરી અને તેમના પ્રતિસાદને સ્વીકારો તમારા કામને શેર કરી અને તેમના પ્રતિસાદને સ્વીકારો અને તો પણ વધુ સારું છે બીજા કલાકારો સાથે મળીને કામ કરવાથી પણ નવા વિચારો મળતા હોય છે તેમજ નવો પ્રોજેક્ટ પૂરું કરવા માટે લક્ષ્યાંક બનાવો પણ મદદરૂપ થાય છે આ સૂચનાઓને અનુસરીને કોઈપણ વ્યક્તિ પોતાની ચિત્રકામની આવડતને મજબૂત બનાવી શકે છે